હાં તમે ક્યાં જાવ છો તમે મારી સાઈડ આવોને ડાંગમાં તમને હું ફેરવું ડાંગમાં બરાબર છે બરાબર છે હ બરાબર છે અરે ડાંગનો પ્રદેશ પણ અરે હું મારી વાત કરુંને તો જો ડાંગનો જે પ્રદેશ છે એ પણ જંગલવાળો છે જેમ ગિરનારની વાત કરો છો એવી જ રીતે ડાંગનો પ્રદેશ પણ જંગલવાળો છે આમ કેવાય કે જે સાપુતારા છે ને સાપુતારા તો હવા ખાવાનું સ્થળ છે ત્યાં તમે આવોને તો તમને પ્રકૃતિ જાણે તમે સ્વર્ગમાં હોયને એવું જ તમને લાગે સાથે સાથે વઘઈનો જે ગીરા ધોધ છે એ ગીરા ધોધ પણ એટલો બધો ફેમસ છે લગભગ એનો ધોધ જે છે બહુ જ મોટો છે ને એ જોવાનો ને માણવાનો તમને બહુ જ આનંદ આવશે સાથે સાથે જે વઘઈમાં બોટાનીકલ ગાર્ડન પણ છે તે ગાર્ડનમાં એટલાં બધાં છોડવા છે એટલી બધી વેરાઈટીઓ છે એટલી વેરાઈટી જોઈને જ તમને આમ ઘણો બધો આનંદ થશે એટલે હું તમને કહું છું કે ડાંગ આવો હું કોઈ વખત ગિરનાર આવીશ જૂનાગઢ આવીશ એટલે જૂનાગઢમાં પણ મારે ઘણું બધું જોવાનું છે આમ આપણે વાતચીત કરતા કરતા આપણી ઓળખાણ થઈ ગઈ સારું થયું